મારી સૌથી વધુ ગૌણ ગૌણશાલી સિધ્ધી એ છે કે હું કોમ્પ્યુટરમાં કંઈ પણ કરી શકું છું કોમ્પ્યુટર દ્વારા ક્રોમ બ્રાઉઝર એક્સલ વર્ડ પાવરપોઈન્ટ વગેરે જેવી એપ્લિકેશનો પણ હું ફટાક કરતી ચલાવી શકું છું કોમ્પ્યુટર દ્વારા હું ઘણી બધી માહિતીને સરળતાથી સરળતાથી કરી શકું છું અને તેને દ્વારા કોમ્પ્યુટર પણ ઘણી બધી સરળતાથી ચલાવી શકું છું